પર્યાવરણની વાત કરીએ તો અમારા આણંદ વિસ્તારમાં એકદમ નજીકમાં એક વેરાખડી નદી આવેલી છે તો તે નદીનું દૃશ્ય નિહાળવા માટે પ્ર પ્રવાસીયો ત્યાં આગળ આવે છે બેસે છે અને નાનું એવું ટુર કરીને ત્યાં આગળ વનભોજન કરે છે અને જે આપણે તેનો એંઠવાડો કહી શકાય કે જે તેના કાગળ ને જે બધું ત્યાં ને ત્યાં મૂકીને પર્યાવરણને નુકશાન પહોંચાડે છે તો તેના આજુબાજુના વિસ્તારના સ્થાનીય લોકો બહુ સારા એવા છે કે તે પર્યાવરણને નુકશાન પહોંચાડતાં તે લોકો બચાવે છે અને તેની વાત કરીએ તો જે પ્રવાસીઓ લોકો જે ત્યાં ગંદકી પહોંચાડે છે પણ એના બદલે જે સ્થાનિક લોકો હોય છે તે તેને ગંદકીને સાફ કરીને તે તેનું પર્યાવરણને નુકશાન પહોંચતાં બચાવે છે અને બહુ સ્વચ્છ અને સુંદર રાખે છે તે લોકો